હેલો સાહેબ હું આપનો એક યાત્રી બોલું છું આજે મારે રાત્રે મોડું પહોંચાય એમ છે ઘરે તો આપની કોઈ એવી સેવા છે કે જે મારા સામાનને ઘરે પહોંચાડી શકે એવી રીતે ઓકે હા છે ઓકે તો મારો સામાન ખૂબ ઝાઝો છે અને આપની